હા આપણી વાત થઈ હતી પહેલાં જે મને આ મટિરિયલ જોઈતું હતું કોટન અને સિલ્કવાળું તો તમે કયાર સુધી કરી આપી શકશો હા હું ઈશાબેન બોલું છું આટલી વારમાં ભુલી ગયાં ચાલું છે તો ક્યાર સુધી થઈ શકે મારે એક્ઝિબિશન આવે છે જે પંદરથી પચીસ ડિસેમ્બર સુધીમાં મારે ત્યાં લગાવી દેવું પડશે બધી વસ્તુઓ તો એની પહેલાં જોઈશે મને એટલીસ્ટ બે દિવસ પહેલાં કરી આપજો તો એટલે પણ કોન્ટિટી ખાસી બધી છે થઈ જશે પણ કારીગરો રજા પર છે તો નહીં થયું ટાઈમ પર તો સારું હું એડવાન્સ આપી દઉં પણ મને પછી બરાબર જોઈશે ને ટાઈમ પર જોઈશે સારું તો પણ ગવર્મેન્ટનું છે એટલે પછી મેં એકદમ બરાબર કરજો હેન્ડ વોવન છે ધ્યાન આપીને રાખજો છે ને સારું